રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જાળવવા અને સંવર્ધિત કરવામાં માતૃભાષાની શું ભૂમિકા છે મતલબ કે ગુજરાતી ભાષાની આપણી માતૃભાષાની શું ભૂમિકા છે તો કે કહેવાય ને કે માતૃભાષાની ભૂમિકાને વ્યાખ્યાયિત કરવી એનાં કરતાં માતૃભાષાનો ઉપયોગ એ વધુ અસરકારક નીવડશે અત્યારના ભાષાશાસ્ત્રીઓ કે માતૃભાષાનું મહત્ત્વ શું છે એ સમજાવવામાં પડ્યા છે અને પછી આ વસ્તુ એ કોઈ બીજી ભાષા દ્વારા સમજાવશે તો આ બાબત ઘણી શું કહેવાય દુઃખદાયક છે કે ગાંધીજીએ એક વાર કીધું હતું કે બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેનાં મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે કે બાળકના દેહના વિકાસ માટે માતાનું દૂધ જેમ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સ્વાભાવિક છે એ વિશે મને લેશ પણ શંકા નથી એથી બીજું હોય શી રીતે શકે બાળક શિક્ષણની શરૂઆત મા પાસેથી કરે છે આથી બાળકોના માનસિક વિકાસ માટે તેમની માતૃભાષા કરતાં જુદી ભાષા લાદવી એને હું માતૃભાષ માતૃભૂમિ સામેનો અપરાધ ગણું છું આ શબ્દો ગાંધીજીના છે કે બાળક પાસેથી માતૃભાષા છીનવવી એ માતૃભૂમિ પ્રત્યનો આપણો એક અપરાધ ગણવામાં આવે છે કે કહેવાય ને કે અંગ્રેજી સારી છે પણ ગુજરાતી મારી છે એટલે રાજ્યનો સમૃદ્ધ અને સાંસ્કૃતિક વિકાસ સાંસ્કૃતિક વારસો એને જાળવવો હોય એણે સંવર્ધિત કરવો હોય તો ગુજરાતી ભાષા લગોલગ એટલી જ મહત્ત્વની છે કે એમાં અરદેશર ખબરદાર નામના કવિ લખે છે કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કે જ્યાં જ્યાં એક ખાલી એક ગુજરાતી હશે ત્યાં એ સદાકાળ ગુજરાત કહેવાય ગુણવંત શાહ જેમ કહે કે જે ઘરમાં સારા પાંચ પુસ્તકો ન હોય એ ઘરમાં દીકરી ન આપવી કે જે ઘરમાં સારા પાંચ પુસ્તકો ન હોય એ ઘરમાં દીકરી ના આપવી એમાં થોડુંક એડ કરીએ તો એમ કહી શકાય કે જે ઘરમાં સારા માતૃભાષાનાં પાંચ પુસ્તકો ન હોય તે ઘરમાં દીકરી ન અપાય આપણે ભલે પુસ્તકોની વચ્ચે જન્મ્યાં નથી પણ પુસ્તકોની વચ્ચે મરવું એ એક સદ્ભાગ્ય ગણાય તો માતૃભાષા આપણો સાંસ્કૃતિક સમૃદ્ધ જે વારસો છે અને જાળવવા ગુજરાતી ભાષાની એટલી મહત્ત્વની ભૂમિકા છે કે બાળક ને માટે જેમ માતાનું દૂધ જેટલું જરૂરી છે એટલી જ જરૂરી માતૃભૂમિ માટે માતૃભાષા આપણા વારસાને જાળવવા માટે માતૃભાષા એ એ ખૂબ જરૂરી છે એનું સંવર્ધન કરવું જોઈએ અને એની રક્ષા તો કરી ન શકાય કેમ કે વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે રક્ષા એની કરવી પડે કે જે નબળું હોય અને ભાષા નબળી પડી ન શકે અને એ વસ્તુની રક્ષા કરવી પડે કે જે મૃતઃપ્રાય થતું હોય જ્યારે માતૃભાષા છે એ ગુજરાતી ભાષા ખાસ કરીને કે શાશ્વત છે એમાં શાશ્વતતા છે ઘણા વર્ષોથી એ ગુજરાતી ભાષાનો વારસો છે અને એ દિવસે ને દિવસે સમૃદ્ધ થતો જાય છે ગુજરાતી ભાષામાં નવાં નવાં સાહિત્યક રૂપો નવાં નવાં સાહિત્યનાં રૂપોમાં નવું નવું કાઇંક ને કાઇંક લખાતું રહ્યું છે નવાં નવાં સાહિત્યનાં રૂપો સાથે પ્રયોગો થતા રહ્યા છે તો એ પણ એને સંવર્ધિત કરવામાં ઘણું મહત્વનો ભાગ ભજવે છે કે માતૃભાષા વગરનો મગજ એમ કહેવાય ને કે શ્મસાન જેવો લાગે એટલા માટે શું કહેવાય કે માતૃભાષાનાં પુસ્તકોની વચ્ચે જીવતો માણસ છે માણસની અને જે માતૃભાષાનાં પુસ્તકો વચ્ચે જીવે છે એ માણસની પસ્તી થવાની સંભાવના બહુ ઓછી હોય છે માટે કે માતૃભાષા એ ખૂબ જ લાગણીશીલ વિષય છે કેટલું બોલીએ ઓછું પડે તો એને સમૃદ્ધ જે સાંસ્કૃતિક વારસો છે એ સંવર્ધિત કરવામાં માતૃભાષાનો ઘણો મહત્ત્વનો ભાગ ગણી શકાય કે